પુસ્તકો તો ઘણા બધા વાંચ્યા મેં ઘણા વાંચ્યા ને બધું ઘણું બધું આપણ ને જાણવા મળ્યું આપણા ચેતના પ્રગટ થાય એવા પુસ્તકો વાંચ્યા પ્રાર્થના અંદર આવે એવા પુસ્તકો વાંચ્યા સાહસિક પુસ્તકો વાંચ્યા ઘણા બધા પુસ્તકો વાંચ્યા પણ પછી ધીરે ધીરે જેમ ઉંમર થઇ તેમ લાગ્યું કે હવે આપણે ગીતાનું જ્ઞાન વાંચવું જોઈએ હોવું જોઈએ કારણકે આ ધાર્મિક પુસ્તક ગીતા એટલે દુનિયાભરમાં એના કેટલા ફોલોવર્સ છે તે ખબર નથી આપણા દેસમાં તો રોજ વંચાતી જ હોય છે પણ શરૂઆતમાં એમ લાગ્યું કે ગીતા જરા આપણ ને અઘરી પડશે પણ કઈ નઈ એક વાર હાથમાં તો લઈએ ગીતા હાથમાં લીધી પણ પછી શરૂઆતમાં તો તમને ખબર છેને કે પેલા તો આપણ ને રુચિ જ ના આવે કે કેવી રીતે વંચાશે આ ગીતા આટલા શ્લોકો છે ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપેલો છે અર્જુનને અને સંસ્કૃત શબ્દો ઘણા આવે પણ ધીરે ધીરે એ છોડી દીધું ફરીથી પાછું એમા જરાક એમ થયું કે લાવો જરા ડિપલી જરા ઇંટ્રેસ્ટ વધારે લઈએ એમ કરી કરીને એક શ્લોક બે શ્લોક અમુક શ્લોકો વાંચ્યા એનું ગુજરાતીમાં જે રૂપાંતર કરેલું હોય એ ખાસ વાંચવાનું એમાં આપણ ને હવે એમ લાગે આમ ધીરે ધીરે હવે આપણને આકર્ષણ થાય છે એ લાગે અહીંયા આપણે ટચ થાય છે હું અહીંયા છું એવું લાગે એમ એના વર્ણનમાં ધીરે ધીરે એમાં ખેંચાણ થવા માંડ્યું અને એવું ખેંચાણ થવા માંડ્યું કે પછી તો આમ રોજ શ્લોકો તો વાંચવાની આદત પડી ગઈ એમ કરતા કરતા આખી ગીતા વાંચી લીધી પછી એમ લાગે કે ખરેખર આ જો આ જીવનમાં ઉતરી જાય તો તો કોઈ પ્રશ્ન જ ના રહે કોઈ સમસ્યા જ ના રહે એમાં આખી સમસ્યાનું સમાધાન કૃષ્ણ ગીતામાં છે એતો આખી દુનિયાના બધા જ વિવેચકોએ નામચીન પ્રકાશકોએ સ્વીકાર્યું છે એટલે આજે ગીતા એટલે આ તો પોલિટિકલ વાત છે પેલા જયારે વિદેશથી કોઈ બુદ્ધિજીવી આવતા તા ત્યારે એમને તાજમહેલની ભેટ અપાતી હતી કોઈ બી રશિયાના પ્રેસિડેન્ટ આવ્યા અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા આ આવ્યા તે આવ્યા કોઈ બી દેશના વડા આવે એને આપણે જતી વખતે રેપ્લિકામાં તાજમહેલનો સિમ્બોલ આપતા હતા મોદી સરકારે આવીને એ તાજમહેલની જગ્યા એ ગીતાની પ્રત આપવા માંડી ગીતા એટલે રિટર્ન ગિફ્ટ કે જે ગણો તે અને તે પણ એમની ભાષામાં જે દેશના વડા આવ્યા હોય એમની ભાષામાં આપવામાં આવતી હતી આ જબરદસ્ત મોટો ચેન્જ મોદી સાહેબ આ ગીતાનું આકર્ષણ કેવી રીતે થયું એની અહીંયા થોડી ઘણી મારા મત પ્રમાણે મેં વર્ણન કર્યું બસ બીજી એક રીમાર્ક કરવાની મેં બહુ વર્ષો પહેલા એક પુસ્તક વાંચેલું કદાચ અત્યાર કોઈને ખ્યાલ પણ નહીં હોય પણ એ પુસ્તકનો ઉલ્લેખ અત્યારે એટલા માટે કરું છું મોહમ્મદ ગઝની નામ તો સાંભળ્યું હશે આક્રમણખોર ઇન્ડિયા પર આવીને સાત વખત આક્રમણ કરેલું એ જ્યાં ગઝનીમાંથી નીકળીને સોમનાથ સુધી જે આવ્યો એનું આખું યુદ્ધનું વાતાવરણ યુદ્ધને લગતી બધી એને જે જે અંદર આવે કેવી રીતે યુદ્ધ બધા થતાતા રણમાં કેવી રીતે આવતાતા કેવી રીતે બધા લાખ્ખો સૈનિકોને લઇને આવતાતા બધા કેટલા હાથી કેટલા ઘોડા કેટલા ઊંટ કેટલા સૈનિકો સૈનિકો માટે બધી બધી જે વ્યવસ્થા કરવાની હોય તે પ્લસ મેસેન્જર બન્ને બાજુ સંદેશ વાહકો મોકલીને ખબર આપ લે કરવા માટે જે સંદેશવાહકો હોય એ બધું કુમકુમ અને આશ્કા વેરી રેર પુસ્તક છે કુમકુમ અને આશ્કામાં મને પહેલા તો લાઇકીંગ હતું એટલે મેં તો એક વાર વાંચી નાખી પછી અતિશય લાકિન્ગ થયું એટલે ત્રણ વખત મેં વાંચી બાકી આ રેર પુસ્તક છે એ પણ અહીંયા મેં લાયબ્રેરીમાં આપી દીધું અને એમાં જે વર્ણન હોય છે અને જે એમાં એમાં જે લખાણ છે એ લેખકનું નામ અત્યારે હું ભૂલી ગયો એને જે લખાણ કર્યું છે ગુજરાતીમાં અને વર્ણન છે લડાઈની સામગ્રીનું સામગ્રી જેને કહીયે અદભુત પુસ્તક હતું એ કુમકુમ અને આશ્કા મનને આપણને એમ શીખવાડે કે કેવી રીતે વોર થતી હતી આગળ આજે આમ મિસાઈલ યુદ્ધ ચાલે છે જૂનો યુગ ચાલતો તો હાથી ઘોડા અને એમાં ગન લઇને જતા હતા એ ગન લઇને જતા હતા છેલ્લે છેલ્લે એ ગન વાપરીને સોમનાથ એણે તોડ્યું જતી વખતે એ બધું ગન ને એ બધું લઇને એ જતો તો પરંતુ એને એક આપણો ગાઈડ હતો એણે ગદ્દારી કરેલી એ ગાઈડે એ ગાઈડને પછી બઉ ગિલ્ટી ફીલ થયું એટલે પછી એણે આખી સેનાને એણે મિસગાઈડ કરી રણમાં એવી રીતે ફસાવી નાખી કે બધા ગઝનીની સાથે બધા હજારો સૈનિકો ખલાસ થઇ ગયા ને બધું દ્રવ્ય લૂંટીને ગયેલું એ બધું એમને એમ પડી રહ્યું